આપણા કોઈપણ હોસ્પિટલમાં આપણે જઈએ ત્યારે આપણને કંઈ વાગ્યું હોય કે ગમે તે થયું હોય તો આપણે એ પહેલાં લાઇનમાં ઊભી રહીએ છે પછી આપણી સાર સારવાર થાય છે એવું થવા ન જોઈએ પહેલાં આપણી સારવાર થવી જોઈએ પછી આપણને આપણું કોઈપણ કામ હોય તે કરી નાખવું જોઈએ કેમકે આપણે લાંબા સમય સુધી આપણે વેટ કર્યા કરીએ આપણા કે દાદા કે દાદી પણ હોય એ લોકોને પણ આપણને લાંબા સમય સુધી લાંબા સમય સુધી રાહ જોવું પડે પડવું જોઈએ નહીં એમ એ લોકોને સમય પહેલાં સારવાર થવી જોઈએ પછી કોઈપણ ફોમ ભરવું હોય કે કોઈપણ કામ કરવું હોય તે કરવું જોઈએ આના માટે કઈ રાજ્ય સ્વસ્થ સંભાળ કોઈપણ એમ કોઈ પગલાં ઊભા કરવો જોઈએ કે કોઈપણ દાદા કે દાદી હોય એ લોકોથી ઊભું નહીં રેવાતું હોય એના માટે એ લોકો કોઈપણ પગલાં લેવાં જોઈએ